સામાન્ય રીતે બગીચામાં હું નેચરલ ખાતર આપવાનું જ પ્રયત્ન કરું છું બને ત્યાં સુધી રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવામાં હું માનતી નથી પણ ઘણી વખત એમાં ઘણા પ્રશ્નો આવે છે જેવા કે ઘરનો કચરો છે એ આપડે ખાતરમાં ફેરવતી વખતે એમાં ફંગસ લાગી જાય છે કે જીવાત પડી જાય છે તો એનો યુસ કરતી વખતે બગીચામાં રેલા છોડને પણ નુકસાન કરી શકે છે અથવા તો એમાં ઘણીવાર કીડી ભરાઈ જાય છે એને કીડી ભરાવાથી શું થાય છે કે એ છોડને પણ નુકસાન કરે છે કીડી છોડને ખાઈ જાય છે તો ક્યારેક છોડ મરી પણ જાય છે તે જ રીતે તેમાં જીવાત પેદા થાય છે મચ્છર પેદા થાય છે તો એ આપણને પણ નુકસાન કર્તા છે અને બાગને પણ નુકસાનકર્તા છે એટલે ઘણીવાર નેચરલ ખાતરનો ઉપયોગ કરવામાં આ સમસ્યાઓ સર્જાય છે તેવી જ રીતે છાણિયા ખાતર અમારે ત્યાં અવેલેબલ હોય છે તો બને ત્યાં સુધી એનો એ નાખવાનો પ્રયત્ન કરું છું પણ ઘણીવાર શું થાય છે કે પૂરતું પાણી ન મળવાથી એમાં છોડમાં સુકારો લાગી જાય છે અને ચોમાસામાં પણ ઘણો બધો વરસાદ પડે પડે ત્યારે પણ ખાતર નાંખવાથી એમાં જીવાત પડી આવે છે કે ખાતર ધોવાઈ જાય છે ખા એનો બરોબર ઉપયોગ તેનો થતો નથી આ બધા પ્રશ્નો ઊભા થાય છે ઘણીવાર ખાતર નો પ્રમાણ વધારે પડવાથી છોડ માં ગરમી આવી જાય છે એના લીધે પણ છોડ મરી જવાની શક્યતા રહેલી છે કારણ હોય છે અથવા તો વધારે પડતું ખાતર હોવાથી વધારે છોડ વધારે બળથી મોટો થાય છે એટલે ઘણો ઉભો ઘણો આ મોટો થઈ જાય છે એના લીધે જેમાં ફૂલ આવવા જોઈએ કે એ આવી સ આવતા નથી અને ખરી જાય છે આ બધા પ્રશ્નો ઘણીવાર ઊભા થાય છે એટલે કહેવાય છે ને કે પ્રમાણનું જ ખાઉં અને પ્રમાણનું જ વાપરવું એટલે કે બગીચામાં પણ પ્રમાણથી જ આપડે ખાતર કે ખાતરનો ઉપયોગ કરીએ તો એ ઘણું સારું રહે છે એ જ રીતે ઘણીવાર ખ્યાલ નથી આવતો કે કયા છોડને કયું ખાતર માફક આવે તો તેમાં પણ પ્રશ્નો ઊભા થાય છે ઘણીવાર રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવામાં પણ છોડને નુકસાન થાય છે